હલો હું મારા ફૂફૂ ફુડ ડિલિવરી સ્ટેટસની સ્થિતી સમજવા માટે કૉલ કરી રહ્યો છું મારા ઑર્ડરની સ્થિતી શું છે તૈયાર છે કે હજુ તૈયારી કરવાની બાકી છે ઑર્ડર થવામાં કેટલો સમય લાગશે મેં લગભગ અડધા કલાક પહેલાં ઑર્ડર આપ્યો છે શા માટે તે પહોંચાડવામાં ખૂબ જ લે છે ટાઈમ શું હું જાણી શકું કે તમને ડિલિવરી કરવામાં વધુ કેટલો સમય લાગશે ઉપરાંત ડીલિવરી ડીલિવરી કરનાર વ્યક્તિ ક્યા છે ઓહો તે રેસ્ટોરન્ટમાં છે ઠીક છે તો કૃપા કરીને શક્ય તેટલી વહેલી તકે મારો ઓર્ડર પહોંચાડો